હું જુ જુનાગઢ કે જે ગુજરાત અને સૌરાષ્ટ્રમાં આવેલું એક ઐતિહાસિક સ્થળ છે અહીં હિન્દુ મુસ્લિમ સીખ પારસી ઈસાઈ જેવા વિવિધ ધર્મ પાળતા લોકો અહીં રહે છે જેમાં મુખ્ય ધર્મો હિન્દુ કે જેની અંદર પેટા ઘણી બધી જ્ઞાતિઓ અહીં રહેલી છે જેમકે જૈન વાણિયા લોહાણા પટેલ અને એ ઉપરાંત હિન્દુમાં પણ કળીયા કુંભાર આદિ જાતિઓ આ ઉપરાંત મુસ્લિમ કે જેમાં પણ એક આખો એમનું પોતાનો પણ આખો વિસ્તાર છે આ ઉપરાંત ઈસાઈ છે પારસી છે ખાસ કરીને સિંધી લોકોની પણ ઘણીબધી અહીં અમારે અહીં વસ્તી છે અમારા જે વિસ્તાર છે એમાં ખાસ કરી અને જગમાલ ચોક વિસ્તાર મજેવળી દરવાજા વિસ્તાર સુખનાથ ચોક વિસ્તાર કે જે આ બધા વિસ્તારો છે કે તે જ્યાં વધારેમાં વધારે મુસ્લિમોની વસ્તી અહીં રહેલી છે બીજું કે અહીં નવું જુનાગઢ જેને અમે એક વિકસિત વિસ્તાર કહીએ છીએ ત્યાં પટેલોની વસ્તી પણ વધારે છે ગામની અંદર તળાવ દરવાજા વિસ્તાર છે કે જ્યાં શહેરના સુપ્રતિષ્ઠિત વેપારીઓ અને વગેરે જેમાં વાણિયા લુહાણા પટેલ વગેરે સમાજનો સમાવેશ થાય છે આ ઉપરાંત રાયજીબાગ વિસ્તાર છે કે જ્યાં શહેરના નામાંકિત ડ ડોક્ટરો વકીલો શિક્ષકો એ પણ અલગ અલગ જ્ઞાતિઓના ત્યાં રહે છે આ ઉપરાંત ગાંધીગ્રામ વિસ્તાર છે જ્યાં પણ હિન્દુઓની પણ વસ્તી છે ત્યાં ઉપરાંત જે આપણને પશુપાલન દ્વારા દૂધ જેવી વસ્તુઓ આપણને આપે છે તે રબારી સમાજની પણ અહીં વસ્તી છે અને આ દરેક ધર્મના તહે તહેવારો અમારે અહીં સાથે મળીને ઉજવાય છે ખાસ કરી અને અમારે જૈન ધર્મમાં પણ અલગ અલગ સમુદાય છે જેમાં મૂર્તિપૂજક સમુદાય છે સ્થાનકવાસી સમાજા સમાજ છે દિગંબર સમાજ છે આ ઉપરાંત લોહાણા સમાજ છે કે જેમાં જલારામ જયંતીની પણ તેઓ ખૂબ જ ઉત્સાહથી ઉજવણી કરે છે આ ઉપરાંત હિન્દુ ધર્મના મુખ્ય બે તહેવારો જેને ભગવાન શ્રી રામ અને ભગવાન શ્રી કૃષ્ણ બંનેના જન્મોત્સવ એટલે કે અનુક્રમે રામનવમી અને જન્માષ્ટમી આ બંનેનું ખૂબ જ મોટું એવું સરઘસ આખા શહેરની અંદર નીકળે છે અને તેમાં પણ હિન્દુ મુસ્લિમ બધા સાથે મળીને તેમાં સહકાર આપે છે આ ઉપરાંત મુસ્લિમના પણ ઘણા બધા તહેવારો છે જેમકે ઈદ છે મોહર્રમ છે અને તેના ઈદે મિલાદ છે તાજિયા પણ નીકળે છે અને ઘણી મોટી સંખ્યામાં તેના સમુદાયોના લોકો પણ આ એમના તહેવારોમાં ઉત્સાહભેર ભાગ લે છે આ ઉપરાંત સિંધી સમાજના લોકો છે કે જેમનું ચેટીચાંદ તેમના ધર્મ ગુરુનું જે એક ઉત્સવ છે તેનું પણ સરઘસ ખૂબ જ ઉત્સાહપૂર્વક તેઓ નીકાળે છે આમ જુનાગઢ એ એક ઐતિહાસિક સ્થળ છે અને અમારા વિસ્તારમાં ખાસ કરીને અમારા શહેરની અંદર મુખ્ય ધર્મો પાળવામાં આવે છે તેમની અંદર કોઈ પણ ધર્મના લોકોને બાદ નથી અને અમારો જે સમુદાય છે તે અમારું જે શહેર છે તેમાં બધા હળીમળીને રહે છે આ ઉપરાંત અમારું શહેર કે જ્યાં ઐતિહાસિક ગિરનાર પર્વત આવેલું છે કે જ્યાં જૈન સમુદાયના બાવીસમા તીર્થંકર ભગવાન શ્રી નેમિનાથ દા ના ત્રણ કલ્યાણકો જે અમારા અહીંયાં ગિરનાર પર્વત ઉપર થયા તેમનું પણ એક ઐતિહાસિક મહત્ત્વ છે અને અહીં લોકો શહેરમાં દૂર દૂરથી નેમિનાથ ભગવાનના દર્શન કરવા આવે છે આ ઉપરાંત હિન્દુ ધર્મની કુળદેવી એટલે કે માતા અંબાજી કે જે પણ ગિરનાર ઉપર બિરાજે છે તેમને પણ લોકો દેશ પરદેશથી તેમના દર્શનાર્થે આવે છે ખાસ કરી અને અંબાજી માતાને પ્રાગટ્ય દિવસ અમાસનું પણ અહીં ખૂબ જ મહત્ત્વ છે આમ જુનાગઢ એમ ઐતિહાસિક સ્થળ છે ધાર્મિક સ્થળ છે કે જ્યાં સૌને સરીખા આસન છે બસ આ અમારા વિસ્તારની મુખ્ય ઓળખ છે આ અમારા વિસ્તારની મુખ્ય શાન છે અને અહીં હિન્દુ હોય મુસ્લિમ હોય સીખ હોય ઈસાઈ હોય પારસી હોય સિંધી હોય કોળી હોય ભીલ હોય કે કોઈ પણ સમાજની વ્યક્તિઓ હોય તેમને માટે દરેકને માટે પોતાનું આગવું સ્થાન છે એવું આ મારું જુનાગઢ છે